હેલો આણંદ હેલ્થ સેન્ટર મને તમારા મેડિકલ ઓફિસર સાથે વાત કરાવશો હેલો ડોક્ટર ગુડ મોરનીંગ મારો દીકરો પાંચ વર્ષનો છે અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ તેની તપાસ કરાવવાની છે તો આ તપાસ તમારા ત્યાં થાય છે ઓકે તો મારે કરાવવી છે તો મને સોમવાર બુધવાર અથવા તો શુક્રવારે સવારે સાડા દસ વાગ્યા પહેલા એપોઇમેન્ટ મળી શકે

ભલે તો હું ગુરુવારે સાડા દસ પહેલા આવી શકીશ ભલે થેન્કયૂ